મારુ હં સૌથી સસ્તા ખર્ચમાં પતી હોય એવી યાત્રા જુનાગઢ છે ગિરનાર છે જૂનાગઢ ગિરનારમાં ઘણા બધા આશ્રમો છે ધર્મશાળોઓ છે જે આપણને નિઃશુલ્ક ધોરણે રહેવાં ખાવા પીવા જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે અમારે જુનાગઢની અંદર ખર્ચ થયેલ હોય તો ખાલી ટ્રાવેલિંંગનો થયેલો છે ગાડી ભાડે કરવાનો બાકી તો રહેવા ખાવા પીવા જમવાનો જેટલા પણ દિવસ અમે ત્યાં રહેલા હતા એ અમને નિઃશુલ્ક ધોરણ અખાડામાંથી મળેલ હતું